હા રવિ સર કેમ છો મજામાં હા તો એ તમારું કોય આયા હા હા સ્કૂલમાં થઇ ગયું હો હા સરને મળ્યો તોતો મને તે વાત કરી કે રવિભાઈ છે એક બહુ સારા એવા શિક્ષક છે એક સારા એવા હ હ ને બાળકોને તે બાળકોયતે તમ બાળકો એ તે તમારુ ઘણું બધું કે છે કે નહીં અમારા રવિ સર પર અમને બહુ સારી સરસ રીતે પ્રવૃત્તિ કરાવે શું કો છો સર તમે હા હું સર અત્યારે તો મુ ગુજરાતી મને વધારે પડતો ગુજરાતી વિષય ગમે છે હા હા મેં સર બીએ છે બીએ જે છે એ ભાવનગરથી કર્યું ને એમએસસી સુરતથી કર્યું બરોબર હં મેં બીએડ અમે જૂનાગઢથી કર્યું જી હ હ હ એવું છે તમારો હમણાં ઇન્ટરવ્યુ હતો પીએચડી માં હ હ

ઓકે ઓકે ઓકે ઓકે સારું સારું